મને ફરવાનો બહુ શોખ છે બાય કાર ફોરવિલ ગાડીમાં મારી પાસે તો નથી પણ માર મિત્ર પાસે ફોરવિલ ગાડી છે એ ગાડી ભાડે આપે છે અને ડ્રાઇવિંગ કરવા પણ એ પોતે જ આવે છે એટલે મારે અમદાવાદ જાવાનું થયું મારા રિલેટિવને ત્યાં બીમાર હતા ખબર કાઢવા જાવાનું હતું હું ને મારા ફેમેલી સાથે ચાર જણા એ ડ્રાઈવર તો જાણીતો હતો એ રાજકોટથી અમે નીકળ્યા એટલે મેં એને કીધું ભાઈ તારે રસ્તામાં ચા પાણી નાસ્તો સીગરેટ પાન બીડી જે કાંઇ તારે જોવું તારે ઊભી રાખવાની પૈસા મારી પાસેથી લઈ લેવા અને અમે કહીએ ત્યાં તારે ઊભી રાખવાનું નાસ્તો કરવા માટે રસ્તામાં ચોટીલા આવે તો આપણે ઠંડુ પીએ ચા પીએ ભજીયા ખાઈએ નાસ્તો કરીએ પછી થોડેક આગળ જઈએ એટલે લીંબડી સ્ટેશન આવે કોઈને વૉશરુમ જવું હોય કે બીજી કાંઈ તકલીફ હોય ફ્રેશ થવું હોય દસ પંદર મિનિટ તો હવે જમવું હોય તો પણ એ જમવા માટે ગાડી ત્યાં ઊભી રાખે પ્રેમથી કોઈ દિવસ કાંઈ કચકચ કરે નહીં કે કેમ આટલી બધી વાર લગાડી તો અને આટલો ટાઈમ અમે રોકાયા તો એના પૈસા તમારે ચાર્જ વધારે દેવો પડશે પછી અમે આગળ નીકળ્યા તો બગોદરા સ્ટેશન આવ્યું બગોદરા સ્ટેશને અમે ઊભા રહ્યા એટલે ત્યાં પણ અમે ચા પાણી નાસ્તો કર્યો વ્યવસ્થિત કર્યો ત્યારપછી અમદાવાદ આવ્યું અમદાવાદ મારે મણીનગર જાવાનું હતુ મણીનગર મારે જ્યાં જવાનું હતુ અમે ત્યાં મોબાઇલમાં સર્ચ કરીને અમારે ચાલું જ હતું સ્થળે જવાનું મોબાઇલમાં સર્ચ કરીને અમને જ્યાં જવાનું હતુ ત્યાં અમને ઉતારી દીધા પછી અમે એને પૈસાની વાત કરી મેં કીધું ભાઈ આપણે પાંચસો રૂપિયાની વાત થઈ છે મારે તમને કેટલા રૂપિયા આપવાના છે તો એ ભાઈએ મને પ્રેમથી વાત કરી કે દિલીપ ભાઈ આપણે પાંચસો નક્કી કર્યા છે તો પાંચસો રૂપિયા જ હું લઇશ એક રૂપિયો વધારે નહીં લઉં એ પ્રમાણે એનો નેચર હતો બહુ ગુડ માણસ હતો ડ્રાઈવર અને પોતે ટેક્સી ભાડે આપે છે ને રસ્તામાં ય અમે જ્યાં કહીએ ત્યાં એને ગાડી ઊભી રાખી તી ચા પાણી નાસ્તો કરવા જે કાંઇ પ્રશ્ન હોય એના પર બહુ પ્રેમથી અમને ત્યાં લઈ ગયો